હલો હા હું આબેદા મલિક બોલું છું ને હું સરખેજ એરિયામાં રહું છું અમારું નવું ઘર બંધાય છે અને ત્રણ માળનું છે એમાં જરાક પ્લમ્બિંગ માટે તમારો અપોઇમેન્ટ જોઈતી હતી ક્યારે આવી શકો મારે એમાં પાંચ બાથરૂમ છે અને બધામાં વેસ્ટ્ન ટોયલેટ લગાવવાનું અને ડાયવોટરવાળું બાથરૂમ છે તો એ પ્રમાણે ડ્રેનેજ અને વોટરની પાઈપલાઈન નાખવી પડશે માટે જરા એસ્ટિમેશન બી જોઈતું હતું અને તમને સાઈટ પર વિઝિટ કરી શકો તો સારું છે કાલે તમે અગિયાર વાગે આવી શકશો હા આ બધું લાગી ગયું છે એટલે ફ્લોર તૈયાર છે બધું એ પ્લમ્બિંગ માટે રેડી છે આવી શકો છો

ના મટીરીયલ તમારે એટલે મને બન્ને એસ્ટીમેન્ટ આપજો તમારે મટીરીયલ લાવવાનું હોય અને અમે લાવીને આપીએ એ બન્ને માટે એસ્ટિમેશન આપજો એટલે કાલે તમે વિઝિટ કરો એ પછી કંઈક ખ્યાલ આવે હા ગ્રાઉન્ડ ફસ્ટ અને સેકન્ડ ફ્લોર છે અને સરખેજ એરિયા હું તમને એડ્રેસ વ્હોટસપ કરી આપીશ એટલે એ પ્રમાણે આવી જજો હા લોકેશન મોકલું છું હું તમને ઓકે ઓકે ઓકે થેન્ક્યુ વેરી મચ